ગુજરાતમાં શિક્ષણ પ્રણાલીની આપણે વાત કરીએ તો આજથી કદાચ ચાલીસ પચાસ વરસ પહેલાં જે વ્યવસ્થા હતી શિક્ષણ વ્યવસ્થા એના કરતાં અત્યારે બહુ જ ઘણી સુધારાજનક સ્થિતિમાં છે શિક્ષણ પ્રણાલીની વાત કરીએ તો ગુજરાતમાં ભારત દેશમાં જે અન્ય રાજ્યો છે એની સરખામણીમાં હજી પણ ઘણા સુધારાની જરૂર છે પરંતુ વિકાસની વાત કરીએ તો આપણે જે અત્યારે આપણી પાસે જે ભૂતકાળમાં જે આપણે સ્કૂલમાં ભણતા અને ત્યારે જે સિલેબસ હતો આપણી પાસે એ અને અત્યારનો સિલેબસ એ એમાં જે કરંટ અફેર્સ છે કે કોના તમારી કરંટ ઈકોનોમી છે કે સાઇન્સમાં જે અત્યારે આ નવા ઈન્વેસન્સ છે સમાજ વિદ્યાની વાત કરીએ તો આપણો ઇતિહાસ તો એનો એ જ છે આઝાદી વાળો પણ ભૂગોળ છે નાગરિક શાસ્ત્ર છે એ બધુ બદલાયું છે અને આજની વાત કરીએ તો ભૂતકાળમાં પણ ઘણી એવી સારી સારી કોલેજીસ હતી સ્કૂલો હતી જેમ કે અમદાવાદની ખૂબ જ જૂની સ્કૂલ છે શ્રે શેઠ શ્રી સીએન વિદ્યાલય છે પછી કોલેજની વાત કરીએ તો એલડી એન્જિનયરિંગ છે વિશ્વ વિદ્યાલય છે અને બીજી પણ ઘણી સુરતની વાત કરીએ તો સરદાર વલ્લભભાઈ રિઝયનલ કોલેજ છે અત્યારે એસવી એનઆઈટીથી પ્રખ્યાત છે તો શિક્ષણ વ્યવસ્થાની વાત કરીએ આપણે તો ભૂતકાળમાં જે આપણી પાસે શિક્ષકો હતા એ કદાચ આજના શિક્ષકો કરતા વધારે નોલેજેબલ હતા અને ઘણી સારી રીતે વિદ્યારર્થીઓ ઉપર પર્સનલી ધ્યાન આપીને એનું વિકાસ કરવામાં મોટો ફાળો રેતો તો અત્યારે તો શિક્ષકો હોય છે પણ છોકરાઓ કદાચ આપણી પાસે ગૅઝેટ આવી ગયું છે મોબાઈલ અને ગૂગલથી જ ઘણું બધું જોઈ લેતા હોય છે અને શિક્ષકોને પણ કદાચ એટલો ઈન્ટરસ્ટ નથી હોતો છોકરાઓના ડેવલપમેન્ટમાં જે ભૂતકાળના શિક્ષકો પર્સનલી કોઈ છોકરો જો એકસ્ટ્રા બ્રિલિયન્ટ હોય તો એને માર્ગદર્શન આપીને એને ઉપર સુધી લઈ જવા માટે પોતાના પ્રયત્ન કરતા જેમ કે આપણા ડૉક્ટર એચએલ ત્રિવેદી સાહેબ એ ખૂબ જ ફેમસ કિડનીના કિડનીના સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર હતા તો એમનું મેં બાયોગ્રાફી વાંચી હતી તો એ બાયોગ્રાફીમાં મેં જોયું હતું કે નાનપણમાં જ્યારે સ્કૂલે જતા ત્યારે એમના એક શિક્ષકે જોએલું કે આનામાં બહુ પોટેનશ્યલ છે તો એને બધી રીતે ગાઈડ કરીને એમને ડૉક્ટર એમબીબીએસમાં એડમિશન લેવા માટે એમણે ખૂબ મોટો ફાળો આપેલો એ પોતે સારાભાઈ કોલેજમાં ભણ્યા હતા અમદાવાદની એટલે કહેવાનો પર્પસ એવો છે કે સમય જેમ જેમ જતો જાય છે તેમ તેમ મને એવું લાગે છે કે આપણી જૂની શિક્ષણ વ્યવસ્થા જ્યારે આપણે ગુરુકુળમાં બહુ જ જૂના એરાની વાત કરીએ તો આપણે ગુરુકુળમાં ભણતા ત્યારે શિક્ષકની સાથે વિધ્યાર્થી ચોવીસ કલાક રહેતા અમુક સમય માટે અને જીવન જરૂરિયાતની પણ બધી સ્કિલ શિખતા ખાલી ભણવાનું નહીં સબ્જેક્ટ એટલે કે વિષય વાર ભણવાનું એવું નહીં પણ તમને જીવનમાં જે પણ વસ્તુ જરૂરી છે સ્ટ્રગલ કરીને કેવી રીતે આગળ અવાય તમારે રોજબરોજના કાર્યો કેવી રીતે કરવાના ભણતા ભણતા એ બધાનું પણ જ્ઞાન આપતા ધીમે ધીમે એ શિક્ષણ વ્યવસ્થા ચેંજ થતી ગઈ અને ત્યાર પછી નવી નવી શાળાઓ ખૂલતી ગઈ હવે આજે સીનારિયો એવો છે કે આપણી પાસે ગુજરાતમાં વલ્ડ બેસ્ટ શાળાઓ અને કોલેજો છે જેમાં આપણી નિરમા કોલેજ આવે છે એસપી એનઆઈટી છે એલડી એન્જીનયરિંગ છે ઇવન સ્કૂલો પણ સીએન વિદ્યાલય છે દિલ્હી પબ્લિક સ્કૂલ છે વગેરે ઘણી બધી સ્કૂલો છે એ બધી સ્કૂલોમાંથી આપણે જોઈએ તો ઘણા છોકરાઓ ખૂબ આગળ જઈને સારા રિસર્ચર છે વૈજ્ઞાનિક છે અથવા તો એન્જિન્યર કે ડૉક્ટર બનીને પોતાની કારકિર્દીમાં એ લોકોએ માઈલસ્ટૉન અચિવ કર્યા છે